હા તનુ ફોટોગ્રાફીમાંથી વાત કરો છો બેન બરાબર હવે બેન અમારે પ્રી વેડિંગ માટે તમને ફોન કર્યો હતો તો અમારે ચાર દિવસનું પ્રી વેડિંગ કરવાનું છે પૂરેપૂરું તો તમે કઈ કઈ સિટીમાં પ્રોવાઇડ કરાવશો અમને પ્રી વેડિંગ માટે બરાબર

બરા હવે બેન આપણે ગો ગોવામાં જવું હોય તો પછી પ્રી વેડિંગ આપણે ગોવામાં કરવાની ઈચ્છા છે બેન પૈસાનો આપણે વાંધો નથી તમે તાર પણ આપણે પ્રી વેડિંગ એકદમ સરસ થવું જોઇએ અમારા એક રિલેટીવ હતા એક અમારા ઓળખીતા એમણે તમારો નંબર આપ્યો હતો કે તનુ ફોટોગ્રાફી બહુ સરસ છે આ બધા કામમાં પ્રી વેડિંગમાં ને એમાં કે બહુ સારું કામ છે એમનું એટલે મેં તમને ફોન કર્યો હતો બરાબર તમે બહારની સીટીમાં જાવ તો પછી કેટલો ચાર્જ થશે એનો પૈસા થશે અંદાજે પણ તોય આમ કેટલો થાય આમ એટલે બ ચારેચાર દિવસ થઇ જશે એમાં બરાબર બેન તો પછી તમે ડ્રોનથી અમારે વિડીયો ને પ્રી વેડિંગ ને બધું થઇ જશે ને ડ્રોન વડે તો બેન એ તો મોંઘુ પડશે તો પછી વધારે પડતું તો બેન તમારે અહીં વિસનગરમાં કે નજીકમાં કોઈ જગ્યા એ કરતા હોય તો પછી તમારે ડ્રોન વડે અમારે વિડીયો શૂટીંગ કરાવવું પડશે તે તમારે જે ચાર્જ એનો લેવો હોય તો અલગ લઇ લેજો

બરાબર અને જે આપણે અહીંયાથી સમજો પાટણ કે એ સાઈડ જઈએ તો એનો ચાર્જ બધો જ ગાડીનો ને એનો તમે આપશો કે અમારે આપવાનો બરાબર તો ચાર દિવસનો આપણે કરીએ તો આપણે પ બે દિવસ પાટણ રાખીશું અને બે દિવસ આપણે વિસનગર સાઇડ રાખીશું તો તમે એનો ખર્ચો દસ હજાર કીધો ને એક દિવસનો

બરાબર કશો વાંધો નહીં બેન તો પછી અમારે જુઓ ને ચાર પાંચ દિવસ છે હજી તો પછી હું તમને બે દિવસ પછી ફોન કરીશ કે તમે રેડી થઇ જજો તો પછી તમે તૈયાર થઇ જજો કશો વાંધો નહીં બેન તો વિસનગર આવીન તમને હું ફોન કરીશ મને એડ્રેસ આપી દેજો પછી તમારું ઓકે હા બેન આ વોહટ્સપ નંબર છે મારો હોં સેન્ડ કર દઉં ઓકે